અ મારે આમ તો ઘણી બધી જગ્યા છે જે હું વિઝિટ કર્યો છે પણ બે સ્પીક કરું તો આમાં એક ડુંગરપુર આવે અને એક ઉદયપુર આવે હવે ત્યાં બે જગ્યા જવાનું કારણ એ જ છે કે ડુંગરપુર એક તો પેહલું બહુ ક્લીન છે હાયીજેનીક છે અને પ્લસ બહુ એક શાંતિ છે અને બીજું એક ઉદયપુરમાં તો ટુરિસ્ટ સ્પૉટ છે તો ત્યાં તો આપણે ફરજીયાત મારે તો જવું જ પડશે મને રેગ્યુલર એક વિઝિટ મારું જ છું હવે મારી જે ત્યાં જવાનું કારણ એ જ છે કે હું મહિના કામ કરું છું માર્કેટિંગ લાઇનમાં તો ત્યાં બધું માર્કેટિંગનું પ્રૅશર અને એ બધું હૅન્ડલ મહિનો આખું કરવાનું હોય તો ચાર પાંચ મહીને એક પ્રોસેરાઇઝ જે હોય તો એક વધી જાય તો એક બ્રેક જોઈએ વચ્ચે તો એટલાં માટે આ બે જગ્યાએ હું મારી એક છે કે ત્યાં હું જાઉં છું રેગ્યુલર આપણે સ્ટ્રેસ દૂર કરવા માટે